નજીકના નગર અને ગામડાની મુલાકાતો અવાર નવાર લેતા રહેતાં હોઈએ છીએ જેમાં સામાજિક અને ધાર્મિક કાર્યના અર્થે ઘણી વખત જવાનું થતું હોય છે લગભગ અંદાજીત કહેવા જઈએ તો એક મહિનામાં મિનિમમ ચારથી છ વખત જવાનું થતું હોય છે મંદિરનાં દર્શનાર્થે કે ગામડામાં રહેલી ખેતીની જમીનની દેખભાળ માટે અને તે સિવાય નાનાં મોટાં સામાજિક તથા ધાર્મિક કાર્યો માટે અવર નવર ગામની અને આજુ બાજુનાં નગરની મુલાકાત લેવાની થતી હોય છે તે સિવાય કોઈપણ નાના મોટા ધાર્મિક કે રાજકીય પ્રસંગોના અર્થે નજીક નજીકમાં મુલાકાત લેવાની થઈ જતી હોય છે જે અંદાજિત મહિનામાં બેથી છ વખત થઈ જતું હોય છે